શુ મારો સંપર્ક આણંદ જંકશન ટિકિટ બારી પર થયો છે હા તો મારે આ શનિવાર એટલે કે વીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ મારે ચેન્નાઈ જવું છે અને મારે અહીંથી કેટલી ટ્રેન ઉપડે છે એની મને થોડી માહિતી આપશો હા હા ભલે

ઓકે તો હા હું સવારે આઠ વાગે જ નિકળવા માંગુ છું હા તો તે હા હું મારા હું એકલો જ મુસાફરી કરવાનો છું તો અને હું મારો વિચાર એવો બી છે કે હુ સ્લીપર કોચમાં અને ફર્સ્ટ ક્લાસમાં ફર્સ્ટ ક્લાસ એસીમાં હુ જઈશ તો એના માટે શું ટિકિટનું ભાડું છે અને કેટલા સમય એ મને ત્યાં ચેન્નાઈ ઉતારશે તથા વચ્ચે કયા કયા મુખ્ય સ્ટેશન આવે છે મને થોડીક એની માહિતી આપજો

હા ભલે ઓકે

ભલે ભલે અને વચ્ચે કયા કયા મુખ્ય શહેરો આવે છે હા હું સમજી ગયો હા હા મુંબઈ પુના ઓકે ઓકે હા આભાર હા આભાર તો હવે હું એ ટિકિટ બૂક કરવા માંગુ છુ તો શું તમે અત્યારે જ એને બૂક કરી શકશો હા મારો નંબર છે એક બે ત્રણ ચાર પાંચ છ મારુ નામ પાવન શર્મા ઓકે અને મારે પેમેન્ટ ઓનલાઇન કરી શકું હા ઓકે તો મને એની વેબસાઇટની થોડીક લિન્ક મને આ નંબર પર મોકલી આપજો હું તેના ઉપર મારી ઓકે ઓકે આભાર